હેલો હા સર તમે પાનકાડ ખાતામાંથી બોલો છો હા તો સર મારી એક કંપલેન છે મારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો મારે નવું પાનકાર્ડ કઢાવવું છે હા સર ખોવાઈ ગયું છ હા હા હા તો મારે નવું પાનકાર્ડ કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે હા તો મને ડોક્યુમેન્ટની જરા માહિતી આપો ને સર હા તો આધાર કાડ જાતિનો દાખલો આવકનો દાખલો એક ફોટો અને બીજું કંઇ જોઈશે સર ના તો પછી એમાં કંઇ તકલીફ તો નહીં પડે ને મારું પહેલાં ખોવાઈ ગયેલું છે એટલે હા તો હું તમને આધાર કાડ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપું તો વાંધો નહીં ને હા તો એમાં નીકળી જશે ને મારું આધાર કાડ એટલે સોરી પાનકાડ હા તો સર હું કંઇ વાંધો નહીં હું તો કાલે આવીને તમને જમા કરાવી જાઉં ઝેરોક્ષ હા તો પછી મને કેટલા દિવસમાં મળી જશે પાનકાર્ડ હા તો પણ કંઇ લોચા તો નહીં પડે ને ઓકે સર તો હું કાલે આવી જાઉં છું ઓકે સારું સર ઓકે